ચિત્રકામ કરવું તો મને હજુ ગમે છે મારી સ્કૂલમાં મેં કર્યું છે અને પરીક્ષા પણ આપી છે પણ એવો કંઈ સ્કોપ નથી મળ્યો પણ હજી પણ ચિત્ર કરવું ગમે છે